યુટ્યુબ પર અને ટીવી પણ પર એવું ખાસ કોઈ તો ચેનલ નથી સામાન્યપણે તો હું બધી ચેનલના વિડિયો જોતો હોવ છું પણ એક કવિતાસ કિચન અને ટીવી ઉપર એક કાર્યક્રમ આવે છે માસ્ટર શેફ તો આ બે કાર્યક્રમ મેં ઘણી વખત જોયેલા છે અને કવિતાસ કિચનમાંથી મેં સમોસા બનાવતા શીખેલા છે બાકી ઘણી વસ્તુ મને બનાવતા આવડે છે પણ તે મોડીફાય કરીને હજી વધુ સારી રીતે કેવી રીતે સારી બનાવી શકાય એ બધું હું આ યુટ્યુબનીને જે બધી ચેનલો છે એમાંથી શિખતો હોવ છું ટીવીમાંથી અલગ અલગ પ્રકારની જે વાનગીઓ જેમ કે ઇટાલિયન ચાઇનીઝ જાપાનીઝ ભારતના અન્ય કોઈ રાજ્યોની વાનગીઓ કેવી રીતના બનાવાય એ બધું હું શિખતો હોવ છું